ગુડ મોર્નિંગ સાહેબ અં હોસ્પિટલે હતા અત્યારે અં સાહેબ મારા પપ્પાની આંખોમાં તકલીફ છે દેખાતું નથી એમને તો તમે ચેકઅપ કર્યો તો તો એ પછી શું રિઝલ્ટ આવ્યું એમ એવું છે એમને તો આ વીકમાં કરાવવું સારું રહેશે કે આગલા નેક્સ્ટ વીકમાં એવું છે અચ્છા તો ખર્ચો એમનો શું થોડું સમજીને બીજું એડમિટ ક્યારે કરવાનું રહેશે અને રજા કેટલા દિવસોમાં આપી દેશો બેથી ત્રણ દિવસમાં એમ ને અને આ બધી આ ઓપરેશનથી રિકવર થવામાં કેટલો સમય લાગશે એમને એક મહિનો એમાં તમારી દવા ચાલું રાખવી પડશે એક મહિના સુધી બરાબર છે તો સારું સાહેબ ને નેક્સ્ટ વીકમાં પ્રો અરેન્જમેન્ટ કરી લઇએ બધું પછી નેક્સ્ટ વીકમાં ઓપરેશન કરી દઇએ ઓકે ઓકે થેન્ક યુ